મારો વલસાડ જિલ્લો એટલે વધી અહીં વધારે પડતી ખેતી કરવામાં આવે છે અને વલસાડ જિલ્લામાં ખેડૂતો મોસ્ટ ઓફ દસથી પંદર વીઘાની જમીન ધરાવતા હોય છે વલસાડ જિલ્લામાં મોટા ભાગે વરસાદ ખૂબ સારો વરસતો હોઈ જેનાં કારણે શેરડી અને ડાંગરનો પાક ખૂબ સારા પ્રમાણમાં થાય છે એનું કારણ અહીંની જમીન ફળદ્રુપ અને કાળી જમીન છે અને ઓછા ખર્ચે વધારે પાક લેવાય છે એ ઉપરાંત વલસાડ જિલ્લો એટલે કેરી કેરીના ફળનો જિલ્લો વલસાડ જિલ્લામાં સૌથી સારામાં સારી કેરી હાફુસ જે હાફુસ કેરી એટલે કેરીનો રાજા કહેવામાં આવે વલસાડ જિલ્લામાં ઘણી બધી નદીઓ આવેલી છે ડુંગરાળ વિસ્તાર પણ છે ડાંગર શેરડી એ સિવાય ચીકુનો પાક પણ મબલખ થાય છે તેના કારણે વલસાડમાં ફળ ફળાદી પુષ્ક્ળ પ્રમાણમાં શાક માર્કેટમાં આવે છે એ સિવાય સિઝને સિઝને વિવિધ પ્રકારની શાકભાજીઓ અહીં ઉગાડે છે ચોમાસામાં ભીંડાની શાકભાજી થાય ઉનાળામાં કોબી ફુલાવર મરચાં રીંગણ ટામેટાં શક્કરિયા એ ખૂબ ખૂબ સારા પ્રમાણમાં એનું ઉત્પાદન અહીં થાય છે અને કિસાનોને સારામાં સારો એનો ભાવ મળે છે એના કારણે ખેડૂત સમાજ અત્યારે આર્થિક રીતે ખૂબ આગળ આવ્યો છે અને એમના દીકરા દીકરાને ખૂબ સારું શિક્ષણ એમને મળી રહે છે કેમકે એમની આર્થિક સ્થિતિ ઘણી બધી સુધરતી જાય છે વિશેષ અહીં કોઈ પાણીની સમસ્યા નથી ઉનાળામાં પણ નહેરનાં પાણીથી ડાંગરનો પાક બે વખત લેવામાં આવે છે એ જ રીતે બીજી બધી શાકભાજીનો પાક પણ બે બે વાર લેવામાં આવે છે ધારો કે ઘઉં મગ એવાં ઘણી જાતનાં કઠોળ કઠોળનું ઉત્પાદન થાય છે નજીકમાં દરિયા કિનારો છે અને પૂર્વમાં નાસિક સુધીની જમીન ઘણી બધી ફળદ્રુપ છે ધરમપુર તાલુકામાં અસ્ટોલ નામનું એક ગામ છે ત્યાં પાણી પુરવઠાનો ખૂબ મોટો પ્રોજેક છેલ્લા પાંચ વર્ષથી ચાલુ કરવામાં આવેલો છે જેમાં નજીકની દમણ ગંગાની સૌથી મોટી નદી તેનું પાણી પાણી લિફ્ટ કરીને અસ્ટોલના ડુંગર સુધી લાવવામાં આવે છે જેનાથી ઘણી સારી ખેતી ધરમપુર વિસ્તારમાં કાજુ કેરી મગફળી બટાકા એની ખેતી પણ ત્યાં ડુંગરાળ વિસ્તારમાં કરવામાં આવે છે જેના લીધે ત્યાંના આદિવસી ખેડૂતો આજે પગભર થઈ રહ્યા છે સરકારની યોજના પ્રમાણે આ જંગલ વિસ્તારના ખેડૂતોને મફત આંબાનાં ઝાડ રોપવા માટેની કલમો કાજુની કલમો ચીકુની કલમો વીના મૂલ્યે આપવામાં આવે છે અને એમના માટે જોઈતું ખાતર પણ સરકાર તરફથી સબસીડીનાં રૂપમાં મળે છે નજીકમાં આવેલું એક વિલ્સન હિલ નામનું હવા ખાવાનું સ્થળ પણ છે અત્યારે અહીંયા શિયાળાની ઋતુમાં ત્યાં અનેક પ્રકારના ઝાડો ઉગાડેલાં હોય છે જેવાં કે આંબળા અરીઠા કરમદાં કાકડા અને શિયાળાની સીઝનમાં કાકડીનો પાક ખૂબ લેવામાં આવે છે અને શિયાળાની સીઝનમાં સીઝનમાં ખુબ પ્રખ્યાત એવી એક ઉંબાડિયું એ પાપડીમાંથી બનાવવામાં આવે છે અને એ અહીંના લોકોને માટે સૌથી બેસ્ટ વાનગી છે અને દૂર દૂરના લોકો આ ઉંબાડિયુંની મોજ માણવા માટે આવે છે એ ઉંબાડિયુંમાં પાપડી બટાટા શક્કરિયા કંદ વગેરે નાખવામાં આવે છે અને આ બધી જ વસ્તુઓ આ જિલ્લાના ખેડૂતો ઉગાડે છે અને આ તમામ પ્રકારનું ધાન જિલ્લાની બહાર આખા ગુજરાત સુધી અહીંના ખેડૂતો પહોંચાડે છે ખાસ કરીને કેરી અને ચીકુ વલસાડ જિલ્લામાં શેરડીનો પાક પણ એટલો બધો થાય છે જેના માટે વલસાડમાં સહકારી સુગર ફેક્ટરી આવેલી છે અને ખેડૂતોને શેરડીનો ભાવ સારોમાં સારા સારો મળી રહે એવી વ્યવસ્થા સરકારી મંડળી દ્વારા થાય છે અને ગણદેવી જેવા તાલુકામાં શાકભાજીને સહકાર સહકારી મંડળીઓ આવેલી છે તેમાં તમામ જાતની શાકભાજી ચીકુ પાતરા શક્કરિયા પરવળ પછી ગરમર નામનું એક કંદમૂળ આવે છે એનું પણ ખુબ સારું ઉત્પાદન થાય છે અને સહકારી મંડળી દ્વારા ખરીદવામાં આવે છે એ વલસાડ અને નવસારી જિલ્લાથી આ બધી તમામ પ્રકારની શાકભાજી ફળફળાદી દિલ્હી સુધી મોકલવામાં આવે છે આ બાજુ મુંબઈ સુધી મોકલવામાં આવે છે અને એનાથી આર્થિક રીતે ખેડૂતો ઘણા જ મજબૂત બન્યા છે આ રીતે આખું વર્ષ મબલખ પાણીના લીધે તમામ પ્રકારની શાકભાજીઓ ઉગાડવામાં આવે છે